તમે નોકરી સ્થળાંતરણને કારણે નવાં શહેરમાં સ્થળાંતર કર્યું છે અને તમારે તમારાં ગેસ સીલીન્ડર વિતરણ સરનામાને અપડેટ કરવાની જરૂર છે તમારાં વિતરણ સરનામાને અપડેટ કરવાં માટે ગેસ એજન્સિને કોલ કરવાનું નક્કી કરો તમારું ગ્રાહક ઓળખપત્ર અને નવાં સરનામાની વિગતો આપો અપડેટની જરૂરિયાત સમજાવો અને તાત્કાલિક પ્રક્રિયાની વિનંતી કરો